મારી દીકરીને હોસ્પિટાલ એડમિટ કરી તો પહેલાં તમે લોકો એવું કહેતા હતા કે કેશલેસ થઈ જશે પણ જ્યારે અમે બિલ પેમેન્ટ કરવા ગયા તો કેશલેસ કરવાની ના પાડી અને કેશલેસ થાય પણ તેને માટે અમારે અડધો દિવસ એક દિવસ એવી રીતે વેઇટ કરવું પડે તેનો મતલબ શું મારી દીકરીને જ્યારે અમે હોસ્પિટલ એડમિટ કરી તો જ્યારે બિલ પેમેન્ટ કરવાનું આવ્યું તો તમે લોકોએ શું કીધું કે આ પૈસા કાપીને આપીએ આ પૈસા કાપીને આપીએ એની અંદર તમે સિરિંજના પૈસા પછી એગઅ મેડિકલનો જે દવાના જો એ ચાર્જ તમે લેઓ છો તો એની સાથે